ભારત તે સંસ્કૃતિ પ્રધાન દેશ છે ભારતમાં નૃત્ય સંગીત કોતરણી કલા વગેરે જગવિખ્યાત છે ભારતની ઘણી બધી નૃત્ય શૈલી જાણીતી છે જેમ કે કથક ભરતનાટ્યમ ઓડિસી મોહિનીઅટ્ટમ કથકલી કુચીપુડી મણિપુરી બિહુ ભાંગડા ગરબા લાવણી અને બીજી ઘણી કથક નૃત્ય કલાકાર બિરજુ મહારાજ વિશે મને થોડીક જાણ છે તેમનું પૂરું નામ બ્રિજ મોહનનાથ મિશ્રા હતું તે લખનઉ ઘરાનાના મુખ્ય પ્રતિનિધિ છે તેમનો જન્મ ચાર ફેબ્રુઆરીના રોજ થયો હતો તેમને નાનપણથી જ નૃત્યકલાનો ખૂબ જ શોખ હતો તેમણે ભારતમાં કથક નૃત્યને આગળ વધારીને ખૂબ પોતાની સારી છાપ ઊભી કરી છે તે નર્તક સંગીતકાર અને ગાયક હતા તેમના સિવાય હું માધુરી દીક્ષિતને ઓળખું છું તે બી એક સારી નર્તિકા છે